ગુજરાતી ભાષા બોલનારા લોકો જ્યારે બહારના જગતમાં જાય છે કોઈ પણ વેપાર કે કોઈ પણ કાર્ય અર્થે તો ગુજરાતીનો ઉપયોગ ન કરી શકતા હોય એ ભાષાથી દીન બદીન દૂર થતા જાય છે વપરાશ ઓછો થવાના કારણે જેથી ઘણા બધા શબ્દો ઘણી બધી સાહિત્યિક વાતો માટે પૂરતો સમય ફાળવી નથી શકતા અને એ ભાષાને આગળ વધારવા માટે કોઈ સાહિત્ય નવા લેખકો કે એ કોઈ એનો આગળનો વિકાસ એ ભાષાનો નથી થઈ શકતો એ એક મોટો પડકાર છે એ સિવાય જે જૂનું છે તેની સાથે પણ કનેક્શન ફિલ થવા માટે રોજ એ ભાષાનો ઉપયોગ ના કરતા હોય તેને તમે માણી નથી શકતા જેમ કે એ લખાણ સાથે સંકળાયેલ સાંસ્કૃતિક કોઈ વસ્તુ છે કોઈ કૃતિ છે કોઈ ઘટના છે તો એની સાથે તમે રોજ જે ભાષા વધારે ઉપયોગ કરો છો જેમ કે અંગ્રેજી છે કે હિન્દી છે એના જેટલો તાદાત અન્ય તમે અનુભવી ના જ શકો તો એ જે પડકાર મોટો છે કે તમે તમારી સંસ્કૃતિ તમારા જે ઇતિહાસ એનાથી દૂર થતા જાઓ છો એ સૌથી મોટો પડકાર છે બીજો એ ભાષાને જીવંત રાખવાનો પડકાર કે હવે શું આગળ એ ભાષાને જીવંત રાખવા માટે તો એ ભાષાને જીવંત રાખવા માટે લોકોને એકઠા કરવા હોય તો પણ એનો આજે કોઈ પણ વસ્તુ પૈસા વગર ના થઈ શકતી હોય એને તમે કોઈ વેપાર સાથે એક એ ભાષાને કેવી રીતના જોડો છો તો એ ભાષા વધારે ઉપયોગમાં લોકો લે એ ભાષાને લગતા કોઈ તમે સારા નાટકો બનાવો છો સારી ફિલ્મ બનાવો છો એ રીત એ રીતે તમે એ ભાષાને વધારે આગળ લાવી શકો છો તો એ જે પડકાર છે જે ઝીલવો ખૂબ જરૂરી છે